હા અ લગભગ દસેક વર્ષ પહેલાં સરકારે બાયોગૅસ ઉપર ઘણું કામ કર્યું હતું આજે પણ એ શરૂઆત આજે પણ એ ચાલું જ છે બાયોગૅસ પ્લાન્ટની અંદર જે પશુઓના જે મળમૂત્ર જે હોય છે એનો ઉપયોગ કરીને એક સરસ ગૅસ ઉત્પન્ન કરવામાં આવે છે એને બાયોગૅસ કહેવામાં આવે છે બાયોગૅસ પ્લાન્ટની અંદર પશુઓના ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ તેમાં પાણી અને બીજા અ ખેતીના વેસ્ટને એમાં ઉપયોગ કરવામાં આવે છે મેં જોયેલા બાયો પ્લા બાયોગૅસ પ્લાન્ટની અંદર એક ગોળ કૂવા અર્ધ આકારના કૂવાની અંદર એક કુંડી બનાવેલી હોય છે જે કુંડીની અંદર પશુઓના ગોબરને નાખવામાં આવે છે તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી નાખીને તેને મિક્ષ કરવામાં આવતું હોય છે અને એ મિક્ષ કરેલાં છાણ અને ગોબરને કૂવાની અંદર અ સ્ટોર કરવામાં આવે છે એ જે છે છાણની અંદર બૅક્ટેરિયા પ્રક્રિયા થાય છે જેનાં લીધેથી ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ જે છે એ પાઈપ માધ્યમથી રસોડા સુધી પહોંચાડવામાં આવે છે અને એ ગેસનો ઉપયોગ ર રસોઈ બનાવવા માટે કરવામાં આવતો હોય છે ત્યારબાદ જયારે આ અ ગેસનું ગોબરનું જે વિઘટન થઇને ગેસ ઉત્પન્ન થઈ ગયાં પછીની જે બચેલી સ્લરીને એક કુંડી અથવા તો એક પાઈપ દ્વારા બહાર નીકાળવા નિકાલ કરવામાં આવે છે જેનો ઉપયોગ પણ ઉકરડામાં અથવા તો સીધું જ જે પાકની અંદર પાણી આપવામાં આવે છે એની અંદર સીધું વહાવીને કરવામાં આવતો હોય છે અથવા તો પછી એને એક જે ઉકરડાં પદ્ધતિની અંદર જે કૂ ચોરસ બાય ચોરસની અંદર જે ખાડો કરેલો હોય છે એમાં સ્ટોર કરવામાં આવે છે અને એ ખાતરનો પછી ખ ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે